હં એવી કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા હવે માણસ ખાશે તો જીવનમાં બે અગત્યના ભાગ છે એક એની ઊંઘ અને એક ખાવાનું તંદુરસ્તીની બે મોટી નિશાનીઓ છે ખાવા પીવામાં લો જે લોકો શોખીન હોય છે એ લોકોને તો ખાવાનું મળી જાય એટલે જાણે સ્વર્ગ મળી ગયું અને ખાવામાં પાછું શું છે કે અમુક પ્રકારનું ખાવાનું હોય ખાવામાં બે પ્રકાર હોય છે અ વેજિટેરિયન હોય અને નોન વેજીટેરિયન હોય હવે વેજિટેરિયનમાં એવું છે કે વેજીટેરિયન બી સ્વાદિષ્ટ ખૂબ હોય છે પચવાલાયક હોય છે એ આહાર આપણને સ્વાસ્થ્યપ્રદ હોય છે ત્યારે નોનવેજ બી એટલું ખરાબ કે જેને ના કહી શકાય પરંતુ એની રીતે શું છે પુરાના જૂના જમાનાથી બધુ ચાલતું હોય છે મુઘલાઈ ખાણું છે એની બિરિયાની છે ચિકન છે અને બકરાની બધી આઈટમો છે એ તમે બનાવો ને હવે એમાંય આ બધી તો વેજ અને નોનવેજ પણ અમુક વસ્તુ એવી છે ને કે અમુક ખાણા કે જે નોન અને નોન વેજ અને નોનવેજ બંનેમાં વ ચાલે દાખલા તરીકે સ્વીટ છે હવે એમાં મસાલા વાપરાય કોપરું છે ખાંડ છે આપણે ડ્રાયફ્રૂટ છે આવી બધું હોય તો આ ખાવાથી શું છે કે માણસ તંદુરસ્ત થાય છે અને ખૂબ જ સારું રહે છે